હા મેં સુઆયોજિત બાઈકિંગ ઈવેન્ટ્સ રેસમાં ભાગ લીધેલો છે અને હું અવાર નવાર અવાર નવાર લેતો હોઉં છું અમારું એક બાઇકિંગનું ગ્રુપ છે એક અઠવાડિયા પહેલા રવિવારના દિવસે કેસ્ટોલે સ્પોન્સર કરેલ એક બાઈક ઈવેન્ટની અંદર મેં ભાગ લીધેલો હતો જે રાજકોટથી લઈ અને સાસણગીર સુધી અમે બાઈક રાઈડ કરીને ગયા હતા એનો અનુભવ ખૂબ જ રસપ્રદ અને સારો હતો બાઈકિંગના ગ્રુપની અંદર અમે લોકો ગયેલા હતા એમાં બધી વસ્તુઓ અમે હાઈવેથી લઈ અને ઓફ રોડ સુધી બધું કવર કરેલું હતું અને લાસ્ટ જે ડેસ્ટિનેશન ઉપર અમે પહોંચેલા હતા ત્યાં ગીરની અંદર ત્યાં પણ અમે બાઈકિંગના જે સેફટી સાથે રાખી અને જે એક્સપર્ટ છે એની હાજરીમાં સ્ટંટ ને એ બધું કરેલ હતું અને રિટર્ન પણ અમે એ એક્સપર્ટની ગાઈડલાઈન મુજબ ફરી એ ગીર ગીરથી લઈ અને રાજકોટ સુધી બાઈક રાઈડ કરીને આવેલા હતા આ અનુભવ ખૂબ જ સારો અતો અને જેમાં જે લોકો બીજા લોકોએ જે એમાં ભાગ લીધેલો હતો એ લોકોએ પણ પોતાના અનુભવો જણાવેલા હતા ત્યાં આયોજકોને એમાં બધાના અનુભવો શેર કરેલા હતા એમાં બધા લોકોને ખૂબ મજા આવી હતી અને અલગ અલગ કંપનીની અલગ અલગ બાઈક બધા લોકો પાસે હતી તો એકા બીજાને બાઈકમાં નોલેજ પણ મળેલું અતું અને શું ફીચર્સ છે કે શું એમને કેવા અનુભવો છે પોતાની બાઈકમાં અને એક લોકોએ બાઈક ત્યાં એક્સચેન્જ કરી અને એ પણ એક એક્ટિવિટી કરેલી હતી અને અનુભવ ઓવર ઓલ ખૂબ જ સારો હતો